શું કરાવાનું તમને હા એટલે સર્વિસ કરાવવાનું એટલે તમારે આખું સર્વિસ કરાવવું છે કે પછી જેટલી જેટલી વસ્તુઓ નથી ચાલતી એટલી જ સર્વિસ કરાવવાની છે હા તો જો સર્વિસ ચાર્જ સર્વિસનું ફૂલ એક્ટિવા સર્વિસ કરવું હોય તમારે આખું એક્ટિવા જેની અંદર તમારા પાર્ટ તમારા જે સ્પેર પાર્ટ છે એ સ્પેર પાર્ટ રિપેર થઈ જશે સરખા થઈ જશે બધા પછી વોશિંગ એય આવી જશે અંદર સાધન ધોવડાવવાનું હશે સાધન ધોઈ નાખીશું સાધન આમ તો સાધન ઉપરથી નહીં ધોઈએ આખા ફૂલ વોશિંગની અંદર બધાં આખા સાધનનું છૂટું પાડી દઇશું પછી સાધન ધોઈ નાખીશું સાધનમાં તમારે કઈ કઈ વસ્તુ સરખી કરાવાની છે બસ તો પછી જેટલી વસ્તુઓ તમારે કરાવવી છે તમારે એવું હોય તો તમે અત્યારે મૂકી દો અહી આગળ સાધન સાંજે તમને કોલ કરીશ હું સાજે ફોન મારી મારીશ સર્વિસનો ચાર્જ આમ તો અમે લોકો ઓછામાં ઓછા સર્વિસના હજાર રૂપિયા તો ચાર્જ લઈએ જ છીએ અમે પછી હજાર રૂપિયા સર્વિસ ચાર્જ પછી તમારે તમારે કંઈક વસ્તુ અંદર બદલાવવી હોય તો બદલાવી લેવાની સારું સારું